પહેલાંના જમાનામાં જે કંઈ ટેકનોલોજી હચોળી નહોતી અને કાંઈક અત્યારના જમાનામાં જે ટેકનોલોજી છે ઇ પહેલાંના જમાના કરતાં અત્યારે ટેકનોલોજી ઘણી સારી થઈ ગઈ છે પહેલાં તો કાંઈક ખેડૂત કઈ રીતે ખેતર ખેડતા એ રીતે જેમકે બળદને એ એમ એના દ્વારા ખેતર ખેડતા અને હવે તો જે ટેકનોલોજી આવી છે એ પહેલાં કરતાં ક્યાંય સારી છે પહેલાં તો બહુ વાર લગતી ખેતર ખેડતા અને હવે તો જે છે એ ઘડીકમાં એટલે કે આવું નૉર્મલી રીતે ખેતર વેળા છે ખેડવા છે જેમકે ટેક્ટર ને એ બધું ટેકનોલોજીયું આવી ગયું છે અને પહેલાં તો બળદ ને એવું બધું હતું એટલે બહુ વાર લાગતી અને આ ટેક્નોલોજીને કારણે ઘણા લોકોને કામ આસાન થઈ ગયાં છે વાર હંચોળી લાગતી નથી કામ કઈ રીતે કરવું ને એ અને પહેલાં એ રીતે કામ થતાં કે કારણ કે એક કામની વાંહે બહુ બધી વાર લાગી જતી એક કામની વાંહે ઘણાં લોકોને કામમાં રાખવા પડતાં અને હવે તો એક કામ કરવું એટલે ખાલી બસ એક કામની નીચે ઊભું રહી જાય તો તો એટલે કામ આપોઆપ થઈ જતાં એ રીતે ટેકનોલોજી બહુ સારી રીતે થઈ ગઈ છે અને જેમકે આપણે પહેલાં કોઈપણ કાપડ હતું કાપડમાં આપણે ભરત ભરતા અને એ રીતનું હતું પહેલાં તો અને હવે જે ટેકનોલોજી આવી છે બસ ખાલી એક માણસને મશીન પાસે ઊભા રાખો મશીન હાથે હાથે એ સાડીમાં ભરત ભરત ભરી નાખે એ રીતે આ ટેકનોલોજી વધી ગઈ છે અને બસ આ રીતે ટેકનોલોજીનો બહુ સારો એવો ઉપયોગ પણ થાય છે અને બહુ સારી રીતે ટેકનોલોજી વધી ગઈ છે પહેલાં કરતાં અને બહુ સારું એવું થાય છે આ ટેકનોલોજીથી કા